તો સુરતનું જમણ અને કાશીનું મરણ એવી કહેવત છે સુરતનું પાણી જ ખબર નહીં એવુ છે કે તાપી મૈયાનાં આશીર્વાદ છે ખબર નહીં પણ સુરત માં બનતું જમણ કોઈપણ ડિશ હોય એ બેસ્ટ જ બને છે ઘણીવાર સુરત અથવા તો ગુજરાતમાં આવતા મુલાકાતીઓ છે જે આંગળા ચાટી ચાટીને ખાતાં હોય છે સો આપણે ગુજરાતનું ઊંધિયુ ગણી લો કે સાઉથ ગુજરાતનું ઊંબાડિયું ગણી લો ખાસું ફેમસ હોય છે બનાવવાની રીત પણ અલગ હોય છે ગુજરાતી જે ઊંધિયું હોય છે તે આમ તો જલેબી સાથે ખાવામાં આવે છે જલેબી ને સૌથી બેસ્ટ કહેવાય તો ઊંધિયું ને ઉંબાડિયું છે દરેક શાકભાજી આવી જાય લગભગ તો આમ તો ઊંધિયામાં પણ બે પ્રકાર હોય છે લાલ લાલ ઊંધિયું ને ગ્રીન ઊંધિયું લાલમાં બધાં સૂકા મસાલાનો ઉપયોગ થતો હોય છે જ્યારે ગ્રીન ઊંધિયામાં બધા લીલા મસાલાનો ઉપયોગ થતો હોય છે તો ઊંધિયું આમ તો શું કહેવાય કે બેસ્ટ જ કહેવાય કારણ કે દરેક શાકભાજી આવી જતાં હોય છે આમ પ્રોટીન્સ ને ન્યૂટ્રિશિયન્સને લીધે પણ આપણે જોઈએ તો ઓલ ઓવર એક પેકેજ કહેવાય જે બાળકોથી લઈને દરેક વ્યક્તિ દરેક ઉંમરનાં વ્યક્તિને એ ખાવાનું ભાવતું હોય છે એનો શું કહેવાય કે બટેકા કેમ બધાને બધાં શાકભાજીમાં ભળી જતાં હોય છે એવી જ રીતે આ ઊંધિયુ છે કે એમાં દરેક શાકભાજી એકસાથે મળીને એમ એક સરસ સ્વાદ કે જે ખાટો મીઠો તીખો દરેક આમ બધા જ પાંચ પાંચ નહીં આમ તો ચાર સ્વાદ કહેવાય કડવો તો એમાં કડવાશ તો આવતી નથી પણ બાકીના જે ચાર સ્વાદ હોય છે એ આવરી દે છે અને ઊંબાડિયું પણ એક ઊંધિયાનું જ પ્રકાર છે બસ એને નથી વઘારવામાં આવતું કે એને અમુક સૂકા અને લીલા મસાલાનો મિક્સ કરીને એને માટલામાં બાફવામાં આવતું હોય છે તો એ બાફેલું ઊંધિયું કહેવાય બાકીનાં જે લાલ ને લીલું ઊંધિયું છે એ તમે એમાં થોડું ઘણું તેલનું પ્રમાણ વધારે હોય છે પેલું તેલ વગરનું હોય છે એમાં પેલા ઊંબાળિયામાં લોકો કાચું તેલ નાખીને ખાતા હોય છે ચટણી સાથે પણ એક રસપ્રદ આઈટમ છે જ્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં સુરતનો લોચો છે વાટીદાળનાં ખમણ છે સુરતનાં શું કહેવાય કે સુરતની ઘારી છે સુરતની આલુ પૂરી છે કેટલી બધી સુરત તો આમ આમ તો શુ કહેવાય કે નવું ઇનોવેસન તો લગભગ સુરતમા થતું જ હોય છે કાંઇ કે લોચો છે ખમણ છે ઈદળા પાટુળી સુરતી પેટીસ છે લીલી કચોરી લીલી લીલવાની કચોરી છે આલુ પૂરી છે લોચના પણ ઘણા બધા પ્રકાર છે એટલે સુરત માં જોઈએ ને તો કહેવત ખોટી નથી સુરતનું જમણ કાશીનું મરણ સુરતમાં આવતી દરેક વ્યક્તિઓ લોચો ન ખાય કે ખમણ ના ખાય કે ઘારી ન ચાખે તો પછી એને ફરી આવવું પડે આ બધું ખાવા માટે કારણ કે ઘણી બધી આઈટમ્સ છે ઘણી બધી વસ્તુઓ છે ખાવા માટે કે તમે બે ચાર દિવસ રહો તોય તમને એમ થાય કે ના ના આ બાકી રહી ગયું ને તે બાકી રી ગયું એટલે ખોરાક સબંધી પરંપરાઓ તો એ લોકો જળવાતી જ હોય છે પણ એની જે રાંધણ કળા છે કે એને લઈને પણ એક પોતાની આગવી વિશેષતા છે કે જે કદાચ કોઈ બહારની કે બીજા કોઈ સ્ટેટમાં જઈને એ વ્યક્તિ એ વસ્તુ બનાવશે તો કદાચ એ નહીં બની શકે તો ગુજરાતના ફૂડની તો કંપેરિઝન ના કરી શકાય એમાંય તો ખાસ ખીચડી તો હવે આપણું ઇન્ટરનેશનલ ફૂડ કહેવાય છે જે ગુજરાતીઓ રોજ એમનું એવરીડેનું ફૂડ હોય છે જે ઘણી બધી રીતે બનતી હોય છે ખીચડીઓમાં પણ ઘણા બધા પ્રકાર આવતા હોય છે તો મુલાકાતીઓ ચોક્કસ ગુજરાતી ફૂડનો આનંદ લે એવું અમે બધા ઈચ્છીએ ગુજરાતીઓ થઈને